હા જી મેડમ બોલો ઓકે મેડમ તમારે કયું અકાઉન્ટ ખોલવાનું છે

ઓકે તો આ અમારી સચીનની જ બ્રાન્ચ છે મેડમ સચિન ચાર રસ્તાવાળી ઓકે તમારું આધાર કાડ પેન કાડ ને તમારું એ લઈને આવજો અને તમારી મિનિમમ ડિપોઝીટ પાંચ હજાર છે તો તમારે પાંચ હજાર લઇને આવવી પડશે હા મેડમ અમારી ચાર વાગ્યા સુધી બ્રાન્ચ ખુલ્લી જ હોય છે તો તમે ચાર વાગ્યા સુધી ગમે ત્યાર આવી શકો છો

હા મેડમ એ તો તમારું એકાંઉટ ખુલી જશે પછી એમાં તમારે મિનિમમ વીસ હજારની ફિક્સ એફડી મુકવાની હોય છે વીસ હજારની ફિક્સ એફડી એ તમારે રાખવી જ પડશે ઠીક છે વાંધો નહીં તમે ફ્રી થઈને મારી પાસે આવી જજો હા વાંધો નહીં વાંધો નહીં તમારું ફોટોગ્રાફ ને એ બધું લઈ આવજો તમારો પાસપોટ સાઇઝનો બે ફોટો લઈ આવજો અને તમારો આધાર કાર્ડ અને પેન કાર્ડની ઝેરોક્સ લઈ આવજો અને ઓરિજિનલ પણ તમે સાથે લઇને આવજો